મેં હમણાં જ ઓનલાઈન એમેઝોન પરથી હેર ઓઇલ મંગાવ્યું મેં બે દિવસ પહેલાં જ તેના માટે ઓડર પ્લેસ કર્યો અને બે દિવસ પહેલાં જ એ આવી ગયો ખૂબ જ સારી ડિલેવરી છે અત્યાર સુધી મેં ઘણી બધી પ્રોડક્ટ એમેઝોન પરથી મંગાવી છે અને મને કોઈ જ ફરિયાદ નથી સમયે ડિલેવરી થાય છે સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળે છે અને રિપ્લેસમેન્ટ પણ ખૂબ જ સરસ રીતે થઈ જાય છે અને મારે રિટર્ન કરવું હોય તો પણ મને ક્યારેક કોઈ જ વાંધો નથી આવ્યો